મને ઘણાબધા પુસ્તકો વાંચવા ગમે છે અને હું વાંચું પણ છું જેમાં પુસ્તકો છે રામાયણ છે મહાભારત છે ઓખાહરણ છે સ્વામિનારાયણ સ્વામિનારાયણનું હરિલીલા અમૃત છે અને સ પ્રમુખ સ્વામીનું જીવન ચરિત્ર છે એ બધા મને ગમે છે પણ મેં હું જે શ્રીમદ્ ભગવદ્ ગીતા એક વાંચું છું તેમાં એક શ્લોક છે આલશ્ય હી મનુશાણમ શરીરઅસ્થો મહાન રિપુહું નાત્સયતયુ સમ મ સમો બંધુહું કૃત્વા યમનાં વિષદતી તે શ્લોક છે તે મને ગમે છે તેનો મતલબ છે અર્થાત એનો થાય છે કે મનુષ્યના શરીરમાં રહેતી આળસ એ તેમનો સૌથી મોટો દુશ્મન છે

પરિશ્રમ પરિશ્રમ જેવો બીજો કોઈ મિત્ર નથી કારણ કે મહેનત કરનાર જે છે તે ક્યારેય દુખી થતો નથી અને મહેનત જે લોકો કરે છે તે ક્યારેય દુખી થતાં નથી તો તેના માટે પરિશ્રમ જરૂરી છે અને આળસનો ત્યાગ કરવો જોઈએ આળસથી અનેક શરીરમાં એક રોગો ઊભા થાય છે અને તમે આળસના લીધે ઘરમાં એકલા પડ્યા રહેવાથી તમારા શરીરમાં આળસ ભરાઈ જાય છે અને તમને આળસ આવે છે તો તેના માટે તમારે આળસનો ત્યાગ કરવો જોઈએ અને પરિશ્રમ કરવો જોઈએ અને મહેનત કરશો તો તમે આગળ વધસો આળસથી તમે આગળ નહીં આવો એના માટે આળસનો ત્યાગ કરો અને પરિશ્રમ કરો